હા બોલો સાહેબ હા સાહેબ મજામાં છું સાહેબ અ મને ડાયાબિટીસ છે પાંચ વર્ષથી મને હું જે દવા ખાઉં છું એનાથી મને ફાયદો થતો નથી તમે કંઈ સારી દવાનું નામ આપો ને અત્યારે હું મેટફર્મિલ ખાવું છું હા સર બહુ દુઃખે છે કમજોરી પણ બહુ આવી જાય

એમ છે નહીં કશું કરીએ વિટામિનની કેટલી વખત ખાવી પડશે એક દિવસમાં એમ છે પછી મારે ઇન્સયોરન્સ લેવાની જરૂર છે ઈન્જેકશન

એમ છે અચ્છા મારે તમારી પાસે કન્સલ્ટન્સી માટે આવાનું હોય તો એપોઇન્મેન્ટ કયારે આપશો મને એમ છે ઓકે સર ઓકે ઓકે થેન્ક્યુ